શાળાઓમાં વધુ વ્યવસાયલક્ષી શિક્ષણ શીખવું જોઈએ શા માટે એ શીખવું એટલા માટે જોઈએ કારણ કે એ આપણા જે કંઈપણ અત્યારે સુધીમાં શિક્ષણ મેળવેલું હોય કે આપણું જે કાંઈ પણ પ્રાપ્ત કરેલું શિક્ષણ દ્વારા કે શાળાઓ દ્વારા જે પ કંઈપણ જ્ઞાન આપેલું છે એને વ્યવહારમાં આપણે ઉપયોગ કઈ રીતે કરવો કે અન્યને કઈ રીતે શીખવવું એ માટે પણ બહુ જરૂરી છે વ્યવસાયલક્ષી જો કંઈપણ શિક્ષણ છે જેમકે સુથાર કામ પ્લમ્બિંગ સીવણ કામ મરઘાં બતકા ઉછેર છે પશુપાલન છે તો એના દ્વારા એ બીજાને પણ રોજગાર આપશે પોતાના વ્યવસાય દ્વારા જો એ શીખી ગયો હશે તો અને વ્યવસાયલક્ષી શિક્ષણ નું મહત્વ આજે તો ઘણું બધું છે જો પશુપાલન જેવી પ્રવૃત્તિઓ છે મરઘાં બતકા ઉછેર જેવી પ્રવૃત્તિઓ છે તો એ એના દ્વારા પર્યાવરણની જાળવણી કરે છે અને પશુપાલન દ્વારા બીજાને પણ ઉત્પાદનની જે કંઈપણ જરૂરીયાતો છે આજે દૂધ છે છાશ છે માખણ છે આ બધી વસ્તુઓમાંય પુરવઠો પૂરો પાડે છે કુદરતી જે કંઈપણ એ બધુંય તો મરઘાં બતકા ઉછેર છે તો એના દ્વારા ઈંડા જેવી જરૂરીયાતો છે કે કોઈપણ એને ટૂંકમાં જે વ્યવહારિક પ્રવૃત્તિ છે વ્યવસાયને લગતી છે અને જે કંઈપણ આર્થિક પ્રવૃત્તિ માં વધારે જો જ્યારે પણ આમ કહો તંગી આવી ગઈ તો ય એની સામે લડવા માટે બેટર છે વ્યવસાયલક્ષી શિક્ષણ હશે તો એ એક જણો બીજા પાંચ જણાંને ય વ્યવસાયમાં સામેલ કરશે અને એને લગતું જો એ બધાંય જોડાશે તો એ જ્ઞાનની ય તકમાં વધારો કરશે અને એ બધાંય બીજાને શીખવશે એક શિક્ષક સો જે કોઈપણ આમ એક દ્વારા અનેકની જરૂરીયાતો આમ કેવો પૂરી થાય એના જેવું છે હવે પ્લમ્બિંગ છે કે સીવણ કામ છે તો જે નાના નાના બાળકીઓ છે કે જેના પાસે કોઈ તકો નથી કે જે કંઈપણ આમ કામ કરવાની કામ કામ એ કરી શકે પણ એની પાસે કોઈ આવકના સ્ત્રોત નથી કે આર્થિક પ્રવૃત્તિમાં એ જોડાઈ નથી શકતા તો આ જો એ શીખે તો એના માટે જરૂરી છે અને શાળાઓ દ્વારા આ જ્ઞાન આપવામાં આવે તો એ એનો એનો પોતાનો જ વિકાસ થશે એનું જ્ઞાનમાં વધારો થશે એ સ્વતંત્ર રીતે વિચારતા ય શીખશે કે આના સિવાય કે આમાં શું વધારો કરી શકીએ આમાં વધારે કઈ રીતે આને હજી આગળ લઈ શકી કે આનું દ્વારા પર્યાવરણને કોઈ નુકસાન તો નથી પહોંચતું કે એનાથી આગળ બીજાને હજી કેમ આમાં જોડી શકીએ આનાથી બીજાનો શું ફાયદો છે અને પરંપરાગત આમ રીતે જોવા જઈએ તો પહેલાં તો જે કંઈપણ શિક્ષણ કે વૈદિક કાળ કે એ ટાઈપનો જે યુગ હતો એમાં જે આપણને ચોસઠ કલાઓ ઋષિઓ દ્વારા પણ શીખવાડવામાં આવતી એમાં આ બધી કહી શકી કે છોકરો બધી રીતે ચોસઠ કલાઓમાં પારંગત જેમકે પશુપાલન છે કોઈ આ સીવણ કામ છે ઘણી બધી ધનુર વિદ્યા તો વિદ્યાઓ બધી કામની છે અને એના દ્વારા એ આજના ટાઈમે એ ઘણી બધી જે કોઈ પણ કામ છે એને પાર પાડી શકી આપણે અને એને એની જ વ્યવસાય તરીકે ઉપયોગમાં કઈ રીતે લેવું એ આના દ્વારા સમજી શકી અને બીજાને ય શીખવી શકી એના માટે આ બહુ જરૂરી હે